હું તાલીમ કાર્યની શરૂઆત કરવા ઉત્સુક છું મારે તાલીમ કાર્ય શરૂ કરવું છે પણ મારા જે નજીકના કહી શકાય કે એવા પીએમકેવીવાયનાં જે સિન જે સિનિયર હોય તે મને કોઈ મદદ નથી કરી શકતા હું તેની મદદ લેવા માંગુ છું તેની મદદ મળશે તો મને સહાયરૂપ થશે વધારે સરળતા મ મળશે કે હું જલ્દીથી તે હું કરી શકું મારે તેમની આતુરતા જે કંઇ તે મને મદદ કરી શકે